ઇપીએફઓ પોર્ટલ ખોલીશ નોંધણી વિભાગમાં જઈશ મારી વ્યક્તિગત અને રોજગાર માહિતી નાખીશ ઓટીટી આવશે એ નાખીશ એટલે મારી નોંધણી થઈ જશે